હાલમાં જ મેં મારા વરંડામાં એક આખો બગીચો બનાવ્યો છે જેમાં મેં ઘણા બધા કુંડાઓ માટીના કુંડા મૂક્યા છે કુંડાઓની સાથે સાથે જે પક્ષીઓને આકર્ષવા માટે મેં ઘણા બધા દાણા અને માટીના જ જે કુંડા છે એ માટેની જે ડીશો હોય છે એની અંદર પાણી અને દાણા એ લોકોને ચણવા માટે મૂક્યા છે એ જગ્યા એટલી શાંત રાખી છે કે તે લોકોને જે અમારો રૂટિન અમારા દિવસનું જે ચહલપહલ હોય છે તે એ લોકોને હેરાનગતિ ન થાય એટલે એ જગ્યા ખૂબ જ શાંતિવાળી છે અને એ લોકોને ત્યાં આવવું આકર્ષિત થવું ખૂબ જ ગમે છે અમે ચૂપકેથી એ લોકોના ફોટોઝ અને વિડીયો પણ લેતા હોઈએ છીએ બગીચામાં ઘણી વખત અમને બગીચામાં બેસીને શાંતિથી કોયલોના અવાજો પણ સાંભળાય છે એવી રીતના ઘણી બધી ખિસકોલીઓ આવતી હોય છે ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે એક વખત થયું હતું કે મારા બગીચામાં મોર પણ આવ્યા છે કારણ કે અમારા આજુબાજુ મોર પણ છે તો મોર પણ આકર્ષીને આવે છે કારણ કે ત્યાં શાંતિ ખૂબ જ લાગે છે અમે એ બગીચો એવો શાંતિ પ્રિય બનાવ્યો છે કે લોકો ત્યાં શાંતિથી બેસે અને અને જો તમે શાંતિ રાખો અમે લોકો પણ શાંતિ રાખતા હોઈએ તો ત્યાં જે પક્ષીઓના અવાજો છે તે ખૂબ જ સરસ મજાના સંભળાય આવે છે